તો દરેક રમત ગમતમાં ટૅકનોલોજી એ સૌથી અનોખો ભાગ ભજવી રહી છે જેમાં વાત કરીએ સાધનોમાં તો સ્કોર બોર્ડમાં અંકો દર્શાવવા અને પ્રતિયોગિતાની સંપૂર્ણ માહિતી ઑનલાઇન પ્રસારિત કરવી તે હાલના જમાનાની ટેકનોલોજી જીથી જ માત્ર અને માત્ર થઈ શકે છે જો આવી ટૅકનોલોજી ના હોય તો આવા પ્રકારની કામગીરી કરવી એ ખૂબ જ અશક્ય છે કોઈ પણ ગેમ અથવા કોઈ પણ રમતનું લાઈવ ટેલિસ ટૅલીકાસ્ટ કરવું એ પણ અત્યારના જમાનાની ટૅકનોલોજીથી જ શકય થઈ શક્યું છે એક જગ્યાના એક સ દેશના ખૂણામાં બેસી બીજા દેશમાં યોજાનારી ગેમો લોકો ઘરે બેસીને ટૅલિવિઝન ઉપર જોઈ શકે છે એ માત્ર અને માત્ર એ ટૅકનોલોજીનું જ કારણ છે અને લાઈવ સ્કોર તથા લાઈવ વધુ ટૅલીકાસ્ટ જોઈ શકે છે એ માત્ર એક ટૅકનોલોજીનું ભાગરૂપે જ આ બધું શકય થઈ શક્યું છે જો ટૅકનોલોજી ન હોય તો રમત ગમતનાં ક્ષેત્રોમાં આટલી પ્રગતિ થઈ જ ના હોત અને રમત ગમતનાં આ ક્ષેત્રો હજુ પણ ખૂબ જ પાછળ હોત પરંતુ વધતી જતી ટૅકનોલોજીના કારણે આવા રમત ગમતનો ક્રેઝ પણ વધતું જાય છે લોકો ઘરે બેસીને આવી પ્રતિયોગિતા નિહાળતા હોય છે અને પોતાના દેશની ટીમને સપોર્ટ કરતા હોય છે જેથી ટૅકનોલોજી એ રમત ગમતને ના ક્ષેત્રમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે